હેલો હા હું સુરતથી આણંદ આવ્યો છું અને મારે એડીઆઇટી સુઘી જવું છે તો તેના કેટલા પૈસા થશે દોઢસો રૂપિયા તો એમ તો બહુ વધારે કહે છે પણ મને સો કે એંશી રૂપિયામાં પહોંચાડો તો સારું ઓકે અને અગર જો મારે શટલ રિક્ષામાં જવું હોય તો કેટલા પૈસા થશે હં પચાસ રૂપિયા એમ તો મને ફાવશે ભાડું પોસાશે પણ મારી જોડે અત્યારે તો કોઈ બીજું નથી તો મારે બીજા બધા લોકો આવે એની રાહ જોવી પડશે ને

હા તો પછી સારું સારું સારું તો પછી હવે એવું રાખીએ કે તમે મને ભાઈકાકા સ્ટેચ્યુ સુધી ચાળીસ રૂપિયામાં લઈ જાઓ અને ત્યાંથી હું બીજી રિક્ષા પકડી લઉં એવું ફાવશે તમને હા સારું મને ચા મને ભાઈ એવું ફાવશે હા ફાવશે મને હા ફાવશે પાક્કું હા સારું સારું ધન્યવાદ